ગુજરાતમાં બાળકોના શિક્ષણ માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવે છે બાળકોને અભ્યાસ માટે દૂરથી આવવું પડતું હોય તો બસ પાસની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે આ ઉપરાંત અલગ અલગ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવે છે અસક્ષમ બાળકો હોય તેના માટે સ્પેસિયલ એજ્યુકેટરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ ઉપરાંત બાળકો પોતાના પોતાનામાં રહેલી અલગ અલગ સ્કિલ વિકસાવે તે માટે સ્કિલ બેઝ એજ્યુકેશન પણ આપવામાં આવે છે ખેલમહાકુંભ કલામહાકુંભ જેવા આયોજન કરવામાં આવે છે જેના કારણે બાળકોમાં રહેલી પ્રતિભા બહાર આવે છે